શ્રી મા અંબાજીની સ્તુતિ ઘણી રીતે ગવાતી હોય છે અને એમાં ખાસ કરીને સાંજના સમયે જ્યારે ધૂપ અને દીવા ભગવાનની સમક્ષ કરવામાં આવે છે ત્યારે માતાજીની સ્તુતિ ખાસ અને એ પણ નવરાત્રીમાં ગાવામાં આવે છે અને એમાં માતાજીની સ્તુતિ છે અને માતાજીનું જુદા જુદા સ્વરૂપોનું વર્ણન છે અને એ ગીતના રૂપમાં છે એમાં મને એક ગીત બહુ ગમે છે જેમાં માતાજીનું આહ્વાન પણ છે અને એનું વર્ણન પણ છે દાખલા તરીકે માતાજીને દુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે સે તો એ હું આપને સંભળાવું છું